હલો ગ્રીન ગ્રીન ગ્રાસ રેસ્ટોરન્ટ હા હા મેં વેબસાઇટ પરથી તમને સવારે ઓડર આપ્યો છે હા જી હા હા આ તમારા રેસ્ટોરન્ટના મેં બધા રિવ્યુ જોયા અને ત્યાર પછી મને થયું કે ચાલો આ સારું છે તો આ આજે મારી દીકરીની બડ્ડે છે તો મેં એના માટે સવારે બધો ઓડર લખાવ્યો છે કઈ કઈ મારે આઈટમ્સ જોઈએ છે તે અને તો એનું હવે આઠ વાગે સેલિબ્રેશન છે અને એની બધી ફ્રેન્ડસ આવાની છે બેનપણીઓ છે અને એના જે કઝીન બ્રધર છે એ બધા પિત્રાઈ ભાઈઓ આવ્યા છે હમણાં ઑસ્ટ્રેલિયાથી તો એ લોકો પણ સાથે છે આ બધા પાર્ટીમાં સામિલ થવાના છે તો મારું જે ફૂડનો મેં તમને ઓડર લખાવ્યો છે એમાં જોવો જૈન પણ લખાવ્યું છે એટલે એમાં બિલ જૈન જે છે મારા નામે મહેમાનો એમને કાંદા લસણ વગરનું જે આપવાનું છે એટલે એ બધી આઈટમ તમે એક વખત ચેક કરી લેજો કારણ કે આ બધા જ મારા મહેમાનો બહુ માનવંતા છે તો એ પ્રમાણે તમે જોઈ લો અને જે જૈન વગરનું છે એમાં પણ મેં બધું તમને બધું લખાવી દીધું છે તો એ પણ તમે બરાબર ચેક કરી લો અને જે મારા ફોરેનથી મજેમાન આવેલા છે તો એ લોકોને આપણા સ્પાઈસી તો મસાલાવાળુ નહિ ખાઈ શકે એટલે એ લોકોના જે મેં તમને બોઇલ વેજિસ લખાવ્યા છે મોમોસ લખાવ્યું છે અને એ લોકોની જે સા આપણી પંજાબી સબ્જી છે એમાં પણ સ્પાઇસીસ થોડા મસાલા ઓછા નાખજો કારણ કે એ લોકો નહિ ખાઈ શકેને આટલું બધું તો એ રીતના તમે બધો ઓડર તૈયાર કરીને મને લગભગ પાંચ સાડા પાંચ સુધીમાં મોકલી આપો બરાબર છે અત્યારે ત્રણે ત્રણેક વાગ્યા છે તો તમે કિચનમાં તમારે ત્યાં જરાક ચેક કરી લો કારણ કે મારે પછી રિવ્યુ પણ લખવાનો છે ને તો હા તો તમે એકવખત આઈટમ મને જણાવી દેશો કઈ તમારા લિસ્ટમાં તમે શું શું કર્યું છે તે હા તો વેજની અંદર સ્ટાર્ટરમાં આપણે પનીર ચીલી મંચુરિયન હા હા અને સૂપ આપણો આ આલ્મંડ હા આલ્મંડ એન્ડ લેમન ગ્રાસ ઓકે અચ્છા હા અને બીજું એક ચાઇનીઝ સૂપ કરી નાખો હા હા વેજીટેબલ મંચાઉ ચાલશે હા હા અને એ એ એ ચારે ચારની આઈટમની અંદર આપણે જૈન અને કાંદા લસણ વાળું અને કાંદા લસણ વગરનું બરાબર છે અને જે મારા વિલાયતી મહેમાનો આવેલા છે તો એ લોકોની અંદર ખાલી તમે બ્લેક પેપર મરીનો પાવડર અને લીંબુ એનાથી વધારે સોલ્ટ બીજું વધારે નાખશો નહિ હા હા હા કંઈ નહિ એ તમે મને થોડું એકસ્ટ્રા મોકલી આપજો એટલે હું એમાંથી જોઈશ તો એ લોકોને આપણે આપી દઈશું હા હા અચ્છા હવે આપણે જે મેન કોર્સ લખાવ્યો છે એની અંદર એક મારે થોડીક મસાલાવાળું જોઈએ છે અને એક ઓછા મસાલાવાળું જોઈએ છે હા હા હા હા તો એક પનીર બટર મસાલા લખાવ્યું છે બીજું એક વેજીટેબલ હાંડી લખાવી છે હા જી હા હા હા તો એમાં પણ આપણે જૈન અને નોન જૈન બંને લેવાનું છે હા જી અચ્છા હવે રોટીની અંદર આપણે જે મેં તમને લખાવી છે રૂમાલી રોટી અને બટર નાન તો એ બધા ગરમ રહેવા જોઈએ એટલે મને એલ્યુમિનિયમ ફોઇલમાં એને રેપ કરીને આપજો બરાબર છે હા એટલે હું સર્વ કરતી વખતે જ ખોલી શકું બરાબર છે ને હમ હમ હા હા બરાબર છે અચ્છા હવે રાઈસ અને એ દાળની અંદર આપણે મેં જીરા રાઈસ લખાવ્યા છે હા અને દાલ તડકા બરાબર તો દાલ તડકા પણ આપણે જૈન અને નોન જૈન બંને કરવાની છે અને મારા પેલા ફોરેનના મહેમાનો માટે પણ એકદમ માઈલ્ડ મસાલાવાળી કરવાની છે હા હા જી હા જી હા હા રશિયન સલાડ કીધું છે ઓકે અચ્છા અચ્છા હા એટલે મેક્સિમમ વેજિટેબલ્સ આવે એવી રીતે કરવાનું છે અને એક મેં ક્રન્ચી વેજિટેબલ્સ માટે કીધું છે જે મારા ફોરેનના મહેમાનો આવાના છે તો એની અંદર આપણા બધા હર્બ્સ નાખજો ઓરેગાનો છે પછી ચીલી ફ્લેક્સ ઓછા મરીનો પાવડર છે અને એને થોડું બટરમાં એ કરીને કરજો બરાબર એ તો તમારું સારું છે મેં હું લાસ્ટ ટાઈમમાં આવી ત્યારે ખાધું હતું સરસ હતું અને એટલે જ મેં એના આજે લીધું છે આ હા અચ્છા અચ્છા અને કેક પણ તમારા તરફથી આવવાની છે તો એ બની ગઈ છે હા હા સાડા ત્રણ કિલોની છે અચ્છા ઓકે ઓકે અને ડેકોરેસન આ હા જો એનો ફોટો હોય તો મને પ્લીસ જરાક વોટ્સએપ કરી આપોને હા હા તો હું થોડું જોઈ લઉં અને કદાચ મને કંઈક સુધારો વધારો કરવો હોય તો હું કરી શકું હાને હા હા બાકીનું ડેકોરેસન તો અમે અમારી રીતે અહીંયાં કરી લીધું છે અટલે એક કેક તમારા ત્યાંથી આવશે એમ અને મેન રહ્યું ડેઝર્ટ તો ડેઝર્ટની અંદર બ્રાઉની જોઈએ છે વિથ આઈસક્રીમ હા એટલે એ આઈસક્રીમ તમારા તમે મોકલશો કે પછી મારે અહીંયાંથી બહારથી લાવાનું છે હા હા હા હા વાંધો નહિ વાંધો નહિ કંઈ નહિ બધું તમારા તરફથી મોકલી આપજો અને હા છે ઓકે ઓકે અને મુખવાસ પણ મોકલજો હા અને મે તમને કલકત્તી પાન કહ્યા છે કારણ કે મારા તો આ બધા જે બહારથી આવ્યા છે એ લોકોને પાનનો સખત શોખ છે હા હા એટલે એ પણ તમે મને મોકલી આપજો અને બીજું શું કહેતી તી કે તમારું જે પછી બિલ મારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું છે કે પછી હું એ રૂબરૂ આવી જઈશ હા હા હા હા કાલે મને ફાવશે હું કાલે સવારે આવી જઈશ અને થોડુંક આપણે મારે પંદર દિવસ પછી એક મારા ફ્રેન્ડને ત્યાં પણ પાર્ટી છે તો મને જો આ બધું ફૂડ સારું લાગશે તો હું એને સજેસ કરીશ અને એ મારે પછી બહેનપણીને પણ સાથે લેતી આવીશ એટલે એ તમારી સાથે રૂબરૂ વાત કરી લે બરાબર છે ને હા એ પણ આજે આવવાની જ છે એટલે આવશે એટલે એ પણ તમારું આ ટેસ્ટ કરશે એટલે એને ખ્યાલ આવી જશે હાને અચ્છા અચ્છા ઓકે ઓકે તો આપણે એ રીતના કરીએ બરાબર તો આપણે મળીએ તમે આ બધું જ અને વ્યવસ્થિત પેક કરીને મોકલજો સાથે બધી જે તમારી ડિશ પેપર ડિશ અને પે ગ્લાસ હા હા હા હા અને ટીશું પેપર્સ બધું જ વ્યવસ્થિત કરીને મોકલજો કે મારે કોઈ પણ એક વસ્તુ માટે તમને ફરિયાદ ન કરવી પડે બરાબર છે હા હા અને આ અમને ભાવી જશે તો મારા ઘરે તો આવા બધા પ્રસંગો આવતા જ હોય છે તો પછી હું તમને જણાવીશ અરે અમારી કીટી પાર્ટી પણ બહુ મજબૂત પાર્ટી છે અમારી કંપની તો એમાં પણ આમ તમારું લઈશું હાને અચ્છા અચ્છા ચાલો ચાલો તમારો વધારે ટાઈમ નથી બગાડતી હાં મળીએ આપણે નમસ્તે